હા સેલ્સ એક્ઝિક્યુટિવ ઑફિસર જ બોલું બોલો ને સર હા હા બોલો બોલો અચ્છા હા હા હા હા

હા હા હા હા સર અમારી કંપનીની પૉલિસી પ્રમાણે એંશીની એવરેજ આપે જ છે કદાચ તમારા બાઇકમાં તમે કયા રોડ ઉપર કે કઈ રીતે ચલાવતા હોય એનો બી ખ્યાલ નથી મને પણ આપણી કંપનીની પોલીસી પ્રમાણે એંશીની જે આપણે ઑન રોડની જે લીધી હોય ને એ એંશીની જ આપે તો તમે એમ ના કહી શકો કે સાઠની આપે છે ચાળીસની આપે છે બરાબર અને જુદા જુદા ફીચર હોય એમાં એની તમને વાત કરી હતી તમારે ફૉલ્ટ શું છે એ કહો તો ખ્યાલ આવે એમાં એટલે તમે ઑન રોડ ચલાવો છો કે કોઈ ગામડામાં કે ખેતીમાં કઈ રીતે વાપરો છો જરા એનું મને માહિતી આપશો બરાબર અચ્છા એટલે આપે ઍવરેજ કાઢી છે એની પર્ટિક્યુલર બરાબર કેટલી આવે છે ઍવરેજ આપ એક કામ કરજો આપણા શો રૂમ ઉપર લાવજો અને અમે તમને ઍવરેજ કાઢીને બતાવીશું બરાબર કે ભઈ આ કેટલી આપે છે હા તો અમારો જે મિકેનિકલ હશે ને ત્યાં એને રોનક એને કહેજો કે એ તમને એવરેજ સાથે બેસજો અને એ તમને એવરેજ કાઢી અને ત્યાં જ બતાવશે બરાબર કદાચ કોઈ એવરેજમાં માની લો કે કોઈ નાનું મોટું ફૉલ્ટ હોય પેલામાં તો એ તમને સોલ્વ કરી આપશે એવું નથી કે બાકી એ તો એવરેજ તો એટલી આવે જ છે આપણી કંપની આપે જ છે સમજી ગયા ત્યારે જ ગૅરંટી લેતી હોય ને કંપની આટલી મોટી કંપની લઈને બેઠાં હોય તો કંઇ એમને એમ થોડા બેઠાં હોય અમે ભઈ હા સર્વિસમાં ફૉલ્ટ શું હતો સર અચ્છા ક્યારે આવ્યા હતા છેલ્લે આપ અચ્છા કોઈ વાંધો નહીં ફરી લઈને આવજો આપ આપને સારામાં સારી સર્વિસ આપીશું હું ઉભો રહી તમારું બાઇકમાં જે ફૉલ્ટ છે એ આપણે સોલ્વ કરાવીએ મને ચોક્કસ મળજો આપ અને પછી જ આપણે જે અમારા જે કસ્ટમર છે અમારા જે એટલે કારીગર કઈ કઈ વાંધો નહીં એને કહી દઉં ચોક્કસ સુધારી આપીશ સાહેબ અમે સેવા માટે તો બેઠા છીએ આપની હવે એમાં

સર સોરી થોડું એમાં હું નહીં કરી આપું તમને સર્વિસ પૂરી આપીશું પણ અગાઉ પહેલાંના મૂકેલાં હોય બે દિવસ ચાર દિવસનાં તો એને મૂકીને આપને ડાયરેક્ટ આજ ને આજ તો કદાચ શક્ય ના બને હું પૂછી લઉં અમારા ત્યાં જે હેડ છે એને કે ભઈ કઈ રીતે આવશે કારણ કે એ થોડું અઘરું છે નહીં તો બીજા વિરોધ કરે ને કસ્ટમર અમારે ચોક્કસ સર હા એ કરી આપીશ તમને એક દિવસ મૂકવી પડે તો મૂકી રાખજો ઓકે